હા મને લાગે છે કે બાળકોને ગુજરાતી ભાષામાં શીખવવું અને એનું મહત્ત્વ છે કારણ કે અત્યારના સમયમાં આપણે જ્યારે જોઈએ તો ઇંગ્લિસ મીડિયમનો જમાનો આવી ગ્યો છે અને તમારા બાળક જ્યારે ઇંગ્લિસ મીડિયમમાં ભણીને બહાર નીકળે છે પછી જ્યારે એમને કદાચ પૂછવામાં આવે કે તમારી માતૃભાષામાં એટલે કે ગુજરાતી હોય તો એમાં તમારે કક્કો લખવાનો હોય તો કદાચ એ બાળકોને કક્કો નહીં આવડે એમણે એબીસીડી સો ટકા આવડતી હશે પરંતુ કક્કામાં તકલીફ થશે એ એટલા માટે થાય છે કારણ કે આપણે એમને ક્યારે માતૃભાષા પ્રત્યેની લાગણી જગાડતા જ નથી ગુજરાતી પ્રત્યેનો એમનો જે પ્રેમ હોય જે આપણે દાખવવાનો હોય એ દાખવતા નથી એમણે શીખવતા નથી કે ના તમારે કક્કો પહેલાં શીખવવાનું છે એના પછી ગુજરાતી ભાષામાં કેટલાય એવા શબ્દો છે જે શબ્દોની જાણકારી એમને હોવી જોઈએ ઘણી જગ્યાએ એ લોકો જાય છે ત્યારે જરૂરી નથી કે ઇંગ્લિસ અને હિન્દીમાં વાત કરવામાં માટે સામે વ્યક્તિ મળી રહે ક્યાંક એવું પણ થાય જ્યાં તમારે ગુજરાતીમાં વાત કરવાની હોય તે સામેવાળો સ્પષ્ટપણે કહી દે કે તમારે આ ફોર્મ પણ ગુજરાતીમાં ભણવા ભરવાનું છે કેટલી એવી સંસ્થાઓ છે જ્યાં બીજી કોઈ પણ પ્રકારની ભાષા નથી ચાલતી તો એના માટે તમને ગુજરાતી આવડવું જરૂરી છે એ ઉપરાંત જ્યારે આપણે વાત કરીએ કે આપણે ગુજરાતમાં રહેતા હોઈએ અને જો આપણને કોઈ એવું કે ગુજરાતીમાં તમારે પાંચ મિનિટ કે દસ મિનિટ કોઈ એક વિષય ઉપર વાત કરવાની છે ત્યારે જ્યારે આપણને એવું થાયે ના હું ગુજરાતી તો નહીં બોલી શકું મને આ વિષય વિષય વિષે જાણકારી છે પણ મારાથી તો બે જ લીટી બોલી શકાશે ત્યારે એ આપણી માટે ઘણી શરમજનક વાત કહેવાય છે એટલા માટે પણ આપણને ગુજરાતી આવડવું જોઈએ ગુજરાતી ભાષાના શબ્દોના અર્થ ખબર હોવા જોઈએ એ હું ઈચ્છું છું કારણ કે જ્યારે આપણે ગુજરાતમાં રહેતા હોઈએ આપણી માતૃભાષા ગુજરાતી હોય અને જો આપણને બીજી ભાષા આવડતી હોય અને ગુજરાતી ભાષા વિશેનો એટલો ખ્યાલ ન હોય તો એ આપણી માટે સારી આદત નથી એ સિવાય આપણે જ્યારે બહારના દેશમાં જઈએ છીએ ત્યારે પણ ત્યાંનાં લોકો જેમણે ગુજરાતી નથી આવડતી હોતી એ પણ આપણી પાસેથી ગુજરાતી શીખવાનો પ્રયત્ન કરે છે પરંતુ જો આપણને ગુજરાતી ભાષા ન આવડતી હોય તો એ સમયે એ આપણી માટે ઘણી શરમજનક વાત ઉભી કરે છે ત્યાં આપણને એવું થાય કે ના મને ગુજરાતી ભાષા આવડતી હોતે તો ઘણું સારું હતું અને હું તો ઈચ્છું છું કે જ્યારે સરકાર એવાં પગલાં લે કે ગુજરાતી વિષય એકથી આઠ ધોરણ સુધી ફરજિયાત ભણાવો જ જોઈએ ત્યારે હું એવું કહીશ કે ના કોલેજ સુધીના બાળકોને વિષય ફરજિયાત આવવો જોઈએ કેમ તો ઘણી વાર એવું થાય છે કે એકથી આઠ સુધી તો વિદ્યાર્થી ગુજરાતી ભણે છે એના પછી એનાથી ગુજરાતી છૂટી જાય છે એ આપણી જે ગુજરાતી નવલકથાઓ હોય ગુજરાતી વાર્તાકારોની વાર્તા હોય ગુજરાતી નિબંધ હોય કે ગુજરાતી ભાષામાં લે જે કંઈ પણ સાહિત્ય લખાયું હોય એ સાહિત્ય વિષે એ જાણતો જ નથી હોતો એટલા માટે હું ઈચ્છું કે એ નિયમ જો સરકાર બાર ધોરણ સુધી કરી દે તો વધારેમાં વધારે સારું છે કેમ તો કે આપણું ગુજરાતી સાહિત્ય કદાચ બીજી ભાષાઓના સાહિત્ય કરતાં ઘણું એ ચડિયાતું છે એવું હું માનું અને એ રીતે આપણને ગુજરાતી સાહિત્ય વિષે ખ્યાલ હોવો જરૂરી છે અત્યારે ગુજરાતી ભાષાની ઘણી એવી કૃતિ છે જેની અન્ય ભાષામાં રૂપાંતર કરવામાં આવતું હોય એનો અનુવાદ કરવામાં આવતો હોય જેમકે અંગ્રેજી ભાષા છે હિન્દી ભાષા છે સંસ્કૃત છે ઉર્દૂ છે એ બધી ભાષામાં આપણી ઘણી બધી ગુજરાતી કૃતિઓનો અનુવાદ કરવામાં અવે છે એ તમે અનુવાદ ત્યારે જ કરી સકો જ્યારે ગુજરાતી ભાષા જાણતા હો આ તમામ કારણોસર હું એવું ઈચ્છું કે બાળકોને ગુજરાતી ભાષા શીખવવી જોઈએ એનું ખાસ મહત્ત્વ છે